ગુજરાત નગર ઇતિહાસમાં મુખ્ય સંસ્કૃતિ પ્રભાવો તો ઘણા બધા છે અને એમાં પણ ઘણા પ્રકારો છે ધર્મ ભાષા કળા સ્થાપત્ય વગેરે વગેરે કળાની વાત કરું તો ગુજરાતમાં પટોળા જે એક સાડીમાં પ્રખ્યાત રૂપ છે એ ઘણું આજકાલ જોવામાં આવે છે એ પટોળાની સાડીઓમાં જે ભરત કામ કરેલું હોય છે જે વસ્તુ કરેલી હોય છે એ ઝીણી ઝીણી એવી સુંદર લાગે છે કે તમારું મન મોહી લે છે આજે વિદેશથી ઘણા આ લોકો એ પર્ટીક્યુલર એ વસ્તુને જોવા માટે લોકો તરસી રહ્યા છે એ વસ્તુ પ્રખ્યાત છે પ્રાચીન છે કે શહેરમાં જ્યારે એક નાનકડી સ્ત્રીએ જ્યારે એક વિવાહિત સ્ત્રીએ એ કામ કર્યું હતું ને ત્યારથી એ પ્રખ્યાત થઈ ગઈ હતી એ વાતને અમુક કવિએ પણ પોતાના કાવ્યમાં દર્શાવી છે જેમ કે એના નામનું ગીત પ્રખ્યાત થયું હતું એ તમે સંભળાવો તો કહેવાય છે કે છેલાજી મારી સાથે પાટણનું પટોળું મોંઘું લાવજો તમે ક્યાંક જવાનું ભૂલી જજો રસ્તો ભૂલી જજો પણ મારા માટે પાટણનું પટોળું લાવવાનું તમે ભૂલતા નહીં કારણ કે એ તો મને જોઈએ જ છે એના વગર તમે આવશો નહીં અને જો આવ્યા તો મને ગમશે નહીં એ પ્રખ્યાત એટલું થયું હતું કે લોકો એને સાંભળવા તરસતા હતા લોકો એ જોવા તરસતા હતા અને એમને ખૂબ જ ગમતું હતું આજે પણ એ પાટણના પટોળા ખૂબ પ્રખ્યાત છે મારું કહેવું એટલું જ છે એ મારી પ્રખ્યાત નું ગર્વ મનું છું મારી જાતને કે હું ગુજરાતી છું અને મારા ગુજરાતમાં આવી ઘણી બધી વસ્તુઓ છે જે ઘણી પ્રખ્યાત છે અને પ્રાચીન પણ છે અને એનું સ્થાન આજે ખૂબ જ ઊંચું જઈ રહ્યું છે